હમ કેમ છો સાહેબ હું નર્મદા વુમન્સ વિડિંગ ટીમ ટીમ તરફથી બોલું છું હા તો સર તમારે ત્યાં તમારા એમાં એનજીઓમાં કેવ કેવી કેવી સુવિધાઓ હોય છે એટલે કેવા પ્રકારની સુવિધાઓ તમારે ત્યાં મહિલા માટે ઉપલબ્ધ છે

હમ

હા સર અમારું વુમન્સ સ્પિટિંગ ટીમ છે આ તો તો અમે વુમન્સને સારી એવી કારકિર્દી માર માર્ગદર્શન આપીએ છીએ તેમને તેમનાં માટે રહેવા જમવાની ખાવાની બધી સુવિધાઓ આપીએ છીએ અને કોઈ લેડીસ હોય જેમને ભણવાનો શોખ હોય તો તેમને અમે અમારી સંસ્થા તરફથી મદદ કરીએ છીએ ઘણી એવી રીતે અમે તમે સહકાર આપ આપીએ છીએ તો થો થોડી ઘણી ટિપ્સ આપશો કે તમે કઈ રીતે તમારે ત્યાં વુમન્સ ટીમને ચલાવી શકો ચલાવો છો હા સર અમારે બધી સ્ત્રીઓનાં અમે હેલ્થ ઇન્શ્યોરન્સ કઢાવેલા છે જો એ લોકો બીમાર પડે તો પછી અમે એમને મદદરૂપ થઇએ છીએ કે તે ઇન્શ્યોરન્સ દ્વારા એમનું જીરો પોલિસીમાં ઇલાજ થઈ જાય છે હા હા સર અમે એમને દર દર મહિને બે હજાર રૂપિયા ખાતે નાખવાના નાખીએ છીએ જેથી એ લોકો ખર્ચો બરચો કરી શકે છે અને જો કોઈ મહિલા પ્રેગ્નેન્ટ હોય કે પેટથી હોય તો તેમને અમે ઘણી રીતે સુવિધાઓ આપીએ છીએ કે તેમનાં શીશુ માટે કઈ સારી સુવિધા થાય કે પછી જે મદદ અમારાથી થાય તો અમે મદદરૂપ બનીએ છીએ હા સર અમારું નર્મદા ગૃહ ઉદ્યોગ કરીને એક બ્રાન્ચ છે જેમાં અમે અથાણું પછી ચીપ્સ છે વગેરા વગેરા ઘણું બધું અમે ગૃહ ઉદ્યોગમાં બનાવીએ છીએ અને જે બને છે તેનાથી અમે મહિલા ટીમોને અમે પચાસ ટકા પ્રોફીટ પણ આપીએ છીએ અને સારું એવું અમારું ચાલી રહ્યું છે ના સર હવે તમે કોઈ એવી જે અમને કોઈ ટિપ્સ આ આપી શકો છો જેથી કરીને અમારું જે મહિલા મંડળ ગૃહ ઉદ્યોગ કે એમ છે તો તે સારું એવું સારી એવી માર્કેટમાં પોઝિશન બનાવી શકે છે ઓકે સર હા અમે અમારા પ્રોડક્ટ તમને મોકલાવી દઈશું તો તમે જરાક જોઈ લેજો અને પછી અમને જણાવજો